હા કોણ બોલો છો જય સ્વામિનારાયણ જયેશભાઈ ક્યાંથી બોલો છો રાજકોટથી હા મારે એમાં એવું છે કે તમારે વાળંદની દુકાન છે ને હાં હું લગભગ મહિનાથી દોઢ મહિના પહેલાં તમારે ત્યાં વાળ કપાવવા આવ્યો તો અને મને તમારો રિઝલ્ટ બહુ સારું મળ્યું અને મારે જે પ્રકારના વાળ કટિંગ કરાવવાના હતા એ પ્રમાણે તમે મને વાળ કટિંગ કરી આપ્યા છે અને ભાવ પણ તમારો બહુ રિઝનેબલ છે બીજા સલુન કરતાં પ્લસ તમારે ત્યાં ફેસિલિટી બહુ છે અને નેચર પણ તમારો સારો છે અને પ્યોર એસી સલુન છે તમારું એટલે કસ્ટમરને આવવાનું મન થાય દસ મિનિટ વધારે બેસવાનું મન થાય એટલે અચ્છા હવે મારે એવું છે કે દોઢ મહિના જેવું થઈ ગયું ફરી પાછા મારે વાળ કપાવવા છે તો મને ક્યારની અપોન્ટમેન્ટ આપો છો તમે તો એ પ્રમાણે મને હું અને માર એક મિત્ર છે એને પણ આવવું છે મેં એને વાત કરી છે કે ભાઈ આપણે આ જગ્યાએ એક વાર તમે વાળ કપાવો મેં તો બે ત્રણ વાર હેર કટિંગ ત્યાંથી કરાવ્યું છે મને તો બહુ મજા આયવી છે બધી રીતે તમારો નેચર સારો બધું સારું છે તો તમે મને ટાઈમ આપો બાવીસ તારીખે હા હા પાંચથી સાતની વચ્ચે સાંજે કોલ કરીને આવું હાં હાં અચ્છા હવે તમારું એડ્રેસ તો બહુ મને યાદ રહ્યું નથી નવું નવું સલુન થયું છે એટલે તો મને જરાક તમે એકવાર વિગતવાર સમજાવી દેશો કઈ જગ્યાએ એકચ્યુલ છે આ બરાબર હા એ તો મેં જોયો અચ્છા ત્યાં સલુનનું નામ શું છે ઓકે ચાલો થેન્કયુ બરાબર છે ઓકે તો કાલે આવવું છે સાંજે પાંચથી સાતમાં ઓકે બીજું કાંઈ અને આ વખતે ભાવ પણ થોડોક રિઝનેબલ લેજો હું એક કસ્ટમર લઈને આવું છું બરાબર છે ઓકે જેમ મને સારું લાગશે એમ તમને બીજા કસ્ટમર આપતો જઈશ હોં ઓકે હાલો થેન્કયુ